આજકાલના બાળકો રમતા હોય તો એ કેટલીક રમતો જોવા જઈએ તો એવી ઘણી બધી રમતો છે જેમ કે આજકાલના બાળકો તો અત્યારે મોબાઈલ સોશિયલ મીડિયા એવી ઍપ અમુક અમુક એવી અલગ અલગ એવી એપો વાપરતા હોય પણ મારી સલાહ એવી છે કે અત્યારના જે અમુક હા અમુક જે બાળકો છે તે જેવા કે સાયકલિંગ સ્પોર્ટ્સમાં જોવા જાઈએને તો આપણે તો એમાં જો સાયકલિંગ છે પછી જિમીંગ છે પછી સ્કેટિંગ છે બૉલિંગ છે પછી મારા મારા મત મુજબ હું જ્યારે નાનો હતો ત્યારે મને ઇન્ટરેસ્ટ હતી તેવી ફિલ્ડ હતી મતલબ કે મને ક્રિકેટ બહુ ગમતી મને ક્રિકેટમાં ખૂબ જ ઈન્ટ્રસ્ટ હતો ક્રિકેટમાં જેમ કે મને બોલિંગનો બહુ બોલિંગ કરવામાં ખૂબ જેમ કે બોલિંગ કરવી ફિલ્ડિંગ કરવી બેટિંગ કરવી સ્કી કીપીંગ કરવી આવી અનેક રમતો હતી જેમ કે વોલીબોલ છે ફૂટબોલ છે ફૂટબોલમાં પણ વો અલગ અલગ પ્રકારને વો બૉલ્સ એ પ્રમાણે આવે અને મોબાઈલની ગેમ્સમાં પણ અત્યારે સારી સારી ગેમ છે જેમ કે ફ્રી ફાયર છે પબજી છે એવી અનેક ગેમો છે જે અત્યારના બાળકોને ખૂબ જ એટ્રેક કરે છે અને આવી ગેમ ના જે ડેવલોપર્સ હોય છે એમાં એમનો ખૂબ મોટો ભાગ હોય છે એ જે ડેવેલોપેર્સ હોય છે તે લોકો એવી રીતના ગેમ બનાવતા હોય છે એવી રીતના કરતા હોય છે અને તેમાં એમનો જે મહેનત હોય છે તે લોકોની અને આજકાલના બાળકો અત્યારે તો બાળકો આમ જોવા જઈએ ને તો બાળકો વો અત્યારે વધારે ક્રિકેટ જ રમે છે મારા ખ્યાલથી તો અત્યારે ક્રિકેટના પણ ક્રિકેટની ફિલ્ડમાં બહુ વધારે અત્યારે સ્કોપ છે ક્રિકેટની ફિલ્ડમાં જે ક્રિકેટમાં હું અત્યારે જોવું છું કે ત્રણ ત્રણ ચાર ચાર વર્ષના છોકરાઓ એના માં બાપ એને ક્રિકેટની એકેડમીમાં મોકલે છે કેમ કે એમનો શોખ હોય છે આ રમત એવી વસ્તુ છે ને કે બાળકો બાળકોને ઍટ્રેક્ટ કરી નાખે છે રમત ત્રણ તમે માનશો નહીં યાર આ રમત એ ત્રણ શબ્દનું છે પણ એમાં એટલું એટલા અંદર છૂપાયેલું છે ને કે તમે માનશો નહીં સાચ્ચે તમે મારી વાત નહીં માનશો બિકૉઝ કેમ કે મારો ખુદ પર્સનલ લાઇફનો એક્સપીરિયન્સ છે મારો એક્સપીરિયન્સ છે તો મારી વાત એમ હતી બરોબર કે રમતમાં ક્રિકેટમાં ત્રણ ત્રણ ચાર ચાર વર્ષના છોકરાઓને ક્રિકેટમાં મોકલે છે બરોબર તો એમાં એ બાળકની ધગશ હોય છે બરોબર કેમ કે રમત એક એવી વસ્તુ છે ને કે તમે રમતા જ જાવ રમતા જ જાવ રમતા જ જાવ એટલી એટલી આમ અંદર ક્યુરોસિટી મતલબ એટલી હોય છે કે તમે ધરાવ જ નહીં સાચ્ચુ કહુને મારો હું મારો ખુદનો એક્સપિરિયન્સ બરોબર તો એમાં એકબીજા મેં તો ખુદ જ જોયું છે રમતમાં લોકો ગમે એવો તડકો હોય છે ગમે એવો વરસાદ આવતો હોય છે ગમે એવા વરસાદમાં બી એ લોકોને રમતા જોયા છે ક્રિકેટ બોલો અટલે રમતમાં ક્રિકેટમાં મને નંબર વન ગણાય છે અને અને ક્રિકેટ તો એવી વસ્તુ છે ને આખા વર્લ્ડમાં ચાલે છે આખા વર્લ્ડમાં અને બીજા નંબરે ક્રિકેટમાં જો આવેને તો બીજા નંબરે મને એવું લાગે છે કે ચેસ છે ચેસમાં ચેસ એ માઈન્ડવાળી ગેમ છે ચેસમાંથી માઈન્ડવાળી ગેમ એમાં જેમ કે તમને તો ખબર જ હશે ચેસમાં ઘોડો હોય સિપાઈ હોય રાજા હોય રાણી હોય એમાં આપણે રાજાને રાણીને મારવાનું હોય છે એવી રીતના હોય છે તો એમાં રાજા અને રાણી વચ્ચે પછી છેલ્લે ચેકમેટ કરી દેવાનું હોય છે અને જ્યારે ચેકમેટ થઈ જાય છે ત્યારે ગેમ ખલાસ થઈ જાય છે અને તેવી જ રીતે બીજી એ કોઈ ગેમ હોય તો મારા મત પ્રમાણે એ છે સ્પોર્ટ્સમાં જોવા જઈએ ને તો એક રનીંગ છે રનીંગ બી રનીંગમાં પણ અત્યારે ઘણા બધા કોમ્પિટિશન થતા હોય છે સ્ટેટ લેવલ અલગ અલગ લેવલના કોમ્પિટેશન થતા હોય છે રનીંગમાં આપણે મેં રનીંગમાં અમુક એવા સ્ટુડન્ટસ છે કે જે ગમે એવો તડકો હોય વરસાદ આવતો હોય તો બી તે લોકો મહેનત કરતા હોય છે અને તે લોકો રમતમાં એટલા ઘૂસી જતા હોય છે કે તે લોકો તેનું ખાવા પીવાનું બી ભૂલી જતું હોય છે એ લોકો રમતમાં જ આગળ વધતા હોય છે અને તેનું ધ્યેય હોય છે કે મારે આ સિદ્ધ કરવું જ છે એટલે આમ જોવા જઈએ તો મારા ખ્યાલથી રમત એક એવી વસ્તુ છે ને જે બાળકોને ખૂબ જ હેલ્પફૂલ થાય